હા મારા નજીકમાં એવી એક દુકાન છેકે જ્યાં કડલા બનાવવા યોગ્ય સામાન મળી રહે છે અને અમે જ્યારથી નાના હતા ત્યારથી આ દુકાનો માંથી સામાનનો ઉપયોગ કરતાં રહેતાં હતાં આ દુકાનમાં પેન્સિલ રબર બુક ગુંદર કોઈપણ પ્રકારની વસ્તુ જોઈએ તો મળી રહે છે અને આ દુકાનમાં તો પાટિયું વગેરે વસ્તુઓ પણ મળી રહે છે અને જેને નિયમિત અને ખરીદવા તેવીજ ટ્રેનરી અમારા ધરમપૂરમાં આવેલી છે અને ઘણીબધી વસ્તુઓની દુકાનો છે જેમકે બુક સ્ટોર નૉલેજની બૂકો પણ મળી રહે છે અને અમારા અમારા કલા અને હસ્ત કલા માટે અમે અમે આ દુકાનમાંથી ઘણી વસ્તુઓને પસંદ કરીએ છીએ અને અમને એ સ્કૂલમાંથી કોઈપણ પ્રોજેક્ટ કે તો બેસ્ટમાંથી બેસ્ટ બનાવવા કોઈપણ વસ્તુ નું કાર્યક્રમ આપે તો અમે આ બુક્સ કલા બનાવવા માટેની ઉપયોગી વસ્તુઓ અમે ત્યાંથી જ ખરીદતા હોઇ છીએ જેમકે ગુંદર બાટલામાંથી કોઈક નવું બનાવવું પેન્સિલના છોલમાંથી ઘણીબધી વસ્તુઓ બનતી હોય છે આ વસ્તુઓનો અમે નાનપણથીજ ઉપયોગ કરતાં રઈ રહ્યાં છીએ અને મને અમારી અમારી પસંદગી તો કલા અને હસ્તકલાની સામગ્રી આ બુકની સ્ટોર બુક કલા સ્ટોરમાં મળી રહે છે અમે આ બુક કલા સ્ટોર ધરમપૂરમાં આવેલ છે ધરમપુરથી અમને જ નજીક પડતું હોય છે એટલે અમને કોઈપણ ન્યુ કોઈપણ વસ્તુનો કાર્ય આપવામાં આવે તો અમે આ આ દુકાનમાં લેવા માટે આવીએ છીએ અને અમને અહીં બધી વસ્તુ મળી રહે છે જેનાથી અમે અમે સારી રીતે પ્રોજેક્ટનું કામ પૂરું કરી શકીએ અને તેને લગતી સામગ્રી મળી રહે છે અને અમારી સ્કૂલમાંથી અમારો સારામાંથી સારો પ્રોજેક્ટ બને એવું વસ્તુઓનો અમે ખરીદી કરતાં હોઈએ છીએ વગેરે વસ્તુ માટે અમે આ દુકાનમાંથી ઘણીબધી વસ્તુઓમાં લેતા પ્રોજેક્ટના કાગળો પેન બુક ચોપડી વગેરે વસ્તુઓ ખરીદીએ છીએ અને તેને તેને પસંદ કરવા માટે થાય છે વસ્તુઓ અહીં એમતો બધી જ મળી જાય છે પરંતુ કોઈક અમુક વસ્તુ મળતી નથી કહેવાય છે